કાનુની દસ્તાવેજો બનાવવામાં મારો અનુભવ ડિફિકલ્ટ રહ્યો છે કારણ કે તેમાં બહુ મુશ્કેલી અનુભવાય છે કારણ કે એ દસ્તાવેજો મેળવવા માટે ક્યારેક નગરપાલિકાએ ક્યારેક મામલતદાર કચેરીએ કોઇ ઓફિસે કોઇપણ જગ્યાએ જનકલ્યાણમાં જ્યાં જ્યાં તે કહે ત્યાં ત્યાં જવું પડે છે અને જે કહે એ પ્રમાણે પ્રોસિજર કરી છતાં પણ મળવામાં થોડી વાર લાગે છે એટલે દસ્તાવેજો મેળવવા અઘરા છે અને એમાં પણ મકાનના પછી કોઇ જમીનનાં હોય કોઇ દુકાનના હોય એવા લેવામાં બહુ અઘરા પડે છે